ભારત એક વિશિષ્ટ અને વૈવિધ્ય સંસ્કૃતિ ધરાવતો દેશ છે અહીંની સંસ્કૃતિ અને માન્યતાઓની વિશેષતાઓ અન્ય સંસ્કૃતિઓ કરતા અલગ લાગે છે એમ ભારતની સંસ્કૃતિ એ વિશ્વની સૌથી જૂની સંસ્કૃતિમાંની એક છે અહીંના લોકો ભણતર કળા સંગીત નૃત્ય યોગ અને આયુર્વેદિકમાં શ્રદ્ધા રાખે છે આયુર્વેદિક એક પ્રાચીન ભારતીય આરોગ્ય વિજ્ઞાન છે જે તંદુરસ્તી અને જીવનશૈલી માટે મહત્ત્વપૂર્ણ છે ભારતમાં ધર્મ અને માન્યતાઓ માટે જાણીતું છે હિન્દુ ધર્મ એ ભારતની મુખ્ય ધર્મ છે જેમાં અનેક દેવી દેવતાઓને પૂજવામાં આવે છે જ્યારે મુસ્લિમ ખ્રિસ્તી શીખ બૌદ્ધ અને જૈન ધર્મ પણ ભારતની સંસ્કૃતિમાં મહત્ત્વનો સ્થાન ધરાવે છે ભારતના બરાબર અઠવાડિયા ભણી લેતા તહેવારોને ઉત્સવો હોય છે દિવાળી હોળી મકરસંક્રાંતિ નવરાત્રી ઈદ ક્રિસમસ જેવા તહેવારો ખૂબ ઉત્સાહપૂર્વક જણાય છે ભારતમાં કુટુંબને ઘણું મહત્ત્વ આપવામાં આવે સંયુક્ત કુટુંબ પદ્ધતિ આજે પણ ઘણા પ્રાંતોમાં ચાલી રહી છે મોટાં અને નાના બધા સભ્યો સાથે રહે જે અન્ય દેશોને સંસ્કૃતિને અલગ કરે છે ભારતમાં મહેમાનને ભગવાનસમાન માનવામાં આવે છે અતિથિ દેવો ભવ એ ભારતીય સંસ્કૃતિનો મહત્ત્વપૂર્ણ સૂત્ર છે મહેમાનને શ્રેષ્ઠ માનવામાં આવે છે ભારત બહુભાષી દેશ છે અહીં સંસ્કૃતિમાં વેદ ભાષા અને સાહિત્યનો સમાવેશ થાય છે હિન્દી ગુજરાતી તમિલ તેલુગુ બંગાળી અને મલયાલમ જેવી અનેક ભાષાઓ બોલવામાં આવે છે ભારતીય રસોઈમાં પણ વૈવિધ્યમઈ છે મસાલેદાર અને સ્વાદિષ્ટ ખોરાક દેશના દરેક ખૂણામાંથી જુદી જુદી વાનગીઓ મેળવવામાં આવે છે જેમકે પંજાબી દક્ષિણ ભારતીય બંગાળી અને ગુજરાતી વાનગીઓ ભારતના વિવિધ પ્રકારના પહેરવેશ અને વસ્ત્રો પહેરવામાં આવે છે જે અન્યથી સંસ્કૃતિ કરતા અલગ લાગે છે સાડી સલવાર કમિઝ ધોતી કુર્તા વગેરે વસ્ત્રો મુખ્ય છે ભારતીય કળા હસ્તકળા અને કલા કલાકૃતિ તેમના વિશિષ્ટ ડિઝાઇન અને સમૃદ્ધિમાંની એક છે ભારતીય સમાજમાં વિવિધ મયામતો અને રિવાજોનું પ્રધાન સ્થાન છે અનુષ્ઠાન લગ્નવિધિ જન્મદિવસ મૃત્યુવિધિ વગેરે ખૂબ માન્ય છે ભારતમાં આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને તેની સંસ્કૃતિ અને સંસ્કૃતિઓ કરતા ઘણી અનોખી અને વિશિષ્ટ હોય છે